આ મારા ઘરનો ઇનસિડન્સ છે કે એકવાર મારી મમ્મીએ કે કિચનમાં ગેસ પર કૂકરમાં એક બટા કૂકરમાં બટાકાનું શાક મૂકેલું હતું તો બટાકાનું શાક મૂકી દીધું અને પછી મારી મમ્મી ભૂલી ગએલી કે મમ્મી આ શાક મૂકેલું છે

તે વ્યસ્ત થઈ ગયેલી હતી એટલે એને યાદ નહીં તું કે ગેસ પર કૂકરમાં તે બટાકાનું શાક મૂકેલું છે તો અને ત્યારે ઘરના બીજા સભ્યો પણ ઘરનાં જ કોઈ વ્યસ્તમાં હતા એટલે કોઈને કાંઇ ખબર જ નહીં હતી એમ તો શાક મૂકેલું છે એમ તો શાક તો બરાબર ચડી ગયેલું હતું અને કૂકરમાં કૂકર કૂકરમાં પ્રેસર વધી ગયું એમ તો પ્રેસર વધી ગયું તેના કારણે કૂકરમાં પ્રેસર વધી ગયું એટલે બધી હવા અને કૂકરનો વાલ્વ એજ સિટી ત્યારે કૂકર તે કૂકરમાં સિટી નહીં પડતી હતી તો વાલ્વ નીચેથી તૂટી ગયેલો હતો કાંતો બગડી ગયેલો હતો કે એવું કંઇ હતું તો કૂકર બેઠું ફાટ્યું અને કે નસીબ કે ત્યારે કોઈ કિચનમાં કોઈ કોઈપણ માણસ હતા નહીં એટલે કોઈને પણ માણસને કોઈને નુકસાન નહીં થયેલું પણ આખું કિચન પણ આખું કિચનમાં શું કે તે શાક બધું વેરાઈ ગયેલું હતું આખી કિચનની લાદી ઉપર શાક ઢોળાઈ ગયેલું હતું કૂકર આખું ફાટી ગયેલું હતું અને કૂકરમાંથી બધું શાક બહાર હતું ને થોડુક દીવાલ ઉપર ગીરેલું થોડુક બહાર ઉપર ગીરેલું હતું કૂકરનું ઢાંકણ ખૂલી ગેલું હતું એ આખું અમારા કિચનની હાલત ખરાબ થઈ ગયેલી હતી ત્યારે ને બધું ગંદુ ગંદુ થઈ ગયેલું હતું નીચે પણ બધું શાક વેરાયેલું હતું આ એવું થયેલું એક આ આ શાકનો કિસ્સો તો પૂરો થયો હવે મેં બીજી વાત કરું તો મેં જ મેં જ મારા ઘરમાં તપેલીમાં પાણી મૂકેલું હતું અને એ મને કોઈ કીધેલું કે બોલપેન ચાલતી નઇ હોય તો ગરમ પાણીમાં ગરમ પાણીમાં બોળવાથી બોલપેન ચાલતી થઈ જાય તો મેં વળી મે માંયડી તો મેં વળી બોલપેન ગરમ પાણીમાં નાખી દીધું તપેલીમાં મૂકીને ને પછી ત્યાં ગરમ પાણીમાં નાખી દીધું ને મને કાંઇ ખ્યાલ જ નહીં રહેલો કે મારે થોડું પાણી ગરમ થાય પછી ગેસ બંધ કરવો છે તો હું ભૂલી ગયેલી ને બોલપેન બધી પેલું પાણી ઉકળી ઉકળીને બધી બોલપેન પીગળી ગયેલી અને પછી અમ અમે તો કિચનમાં કોઈ હતા જ નહીં એટલે કોઈને ખ્યાલ જ નહીં હતો ને મેં કોઈને કહેલું બી ની કે ગેસ બંધ કરી દેજો ત્યાર પછી કિચન ત્યાર પછી બહુ જ એમ બોલપેન પીગળી ગઈ એટલે સ્મેલ તો આવવા મંડી મેં સ્મેલ આવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મેં ગેસ ઉપર તપેલી મૂકી તપેલી મૂકીને મેં બોલપેન બોલપેન અંદર નાખેલી છે તો મારે તે બંધ કરવાનું હતું અને જઈને જોયું તો જે ક્લોઝ સ્મેલ સ્મેલ આવે અને આખી વાટ લાગી ગયેલી હતી એમ આમ આખું ઘરમાં બોલપેનની સે એનો જે સ્મેલ આવે તે સ્મેલ આવતી હતી એવું થઈ ગેલું હતું એમ ત્યારે આ પછી તો ત્યારબાદ મારા ઘરના બધાય બારી ઘરની બધી બારીઓ ખોલી દીધી અને ત્યાર બાદ બધો બધી વાસ નીકળી ગઈ હવે બીજું ઇનસિડન્સ કે કે મારા ઘરે મારી મામાને ત્યાની નાની આવી હતી રહેવા સારું તો મારી મમ્મીએ મેથી મેથીની મેથીના લાડુ બનાવેલાં તે લાડુ બનાવાતા એમ તો મમ્મીએ તો તે લાડુ બનાવી મમ્મી અને બાએ અને મારી દાદીએ લાડુ બનાવીને તો મૂકી દીધેલા મારી મમ્મીએ લાડુ મોટી થાળીમાં બનાવીને મૂકી દીધા ત્યાર બાદ મૂકી દીધા અને ત્યાર બાદ અમે તો બનાવીને ગેસ ઉપર મૂકેલાં હતાં તો ગેસ ઉપર મૂકી દીધેલાં અને પછી બધાં સૂઈ ગયેલાં તે દરમ્યાન મારા મારા દાદા કસે ફરવા ગયેલા હતા અમદાવાદ ફરવા ગયેલા હતા તો મારા દાદા અમદાવાદથી ઘરે આવી રહ્યા અને અમને નઇ ખબર હતી કે દાદા આવી રહ્યા એમ હાંજે સાંઝે બેથી ત્રણની ગાળાની વચ્ચે થએલું તો ત્યારે અમને નઇ ખબર મારો દાદો સૂવાનો ત્યારે મચ્છર દાની વાળી પેલી અગરબત્તી આવે ખબર કે તો તે અગરબત્તી સળગાવી સળગાવા હારું મારા દાદાએ ગેસ ચાલુ કર્યો માચીસ વેલી વેલી મળી નહીં એટલે મારા દાદાએ ગેસ ગેસ ચાલુ કર્યો ગેસ ચાલુ કર્યો એટલે મારા દાદા અગરબત્તી તો સળગાવી દીધી મચ્છરવાળી પણ દાદા ગેસ બંધ કરવાનું ભૂલી ગયેલા ને તેજ ગેસ પર મેથીના લાડુ મૂકેલાં હતાં મારી મારી મમ્મીએ દાદા ભૂલી ગયા અને મચ્છર દા અગરબત્તી મચ્છર વારી અગરબત્તી સળગાવીને તે સૂઈ ગયા પછી થોડો સમય બાદ ગેસ તો ચાલુ જ એટલે બધા મેથીના લાડુ બળીને કાળા કોલસાની જેમ રાખ થઈ ગયાં એટલે ખબર પડી ગઈ કે આતો બળી ગઈ છે અને એટલી સ્મેલ આવે તીવ્ર સ્મેલ આવતી હતી એટલે તો મેં તો પછી બધા જોયું તો કિચનમાં જઈને જોયું તો કિચનમાં તો ગેસ ચાલુ જ પછી અમે તો શાંતિથી રાયખું અમે તો બધા બધા ઊઠી પડ્યાં અને પછી બધાં બારી બારણાં ખોલી દીધા ને બધી વાસ બધી વાસ બધી બધી સ્મેલ આવતી હતી એ દૂર થઈ ગઈ પછી આ કિસ્સો તો પૂરો થયો હવે હું મારી ફ્રેન્ડનો કિસ્સો કહું તો મારી ફ્રેન્ડ મારી ફ્રેન્ડ તહેવાર હતો તો તહેવારમાં મારી ફ્રેન્ડે મારી ફ્રેન્ડના ઘરે પૂરી બનાવતા હતા તો મારી ફ્રેન્ડ હજી તે તે છે ને તે પૂરી બનાવાની હતી તો મારી ફ્રેન્ડે તેલ ગેસ ઉપર તેલ ગેસ ઉપર તેલ મૂકી દીધું તેલ મૂકી દીધું એને પછી તે દરમિયાન મારી ફ્રેન્ડનો ભાઈ આવી રહ્યો એટલે મારી ફ્રેન્ડ તેતો એના ભાઈ જોડે વાત કરવા લાગી ગઈ એટલે મારી ફ્રેન્ડે તો યાદ જ નહીં મળે કે મેં ગેસ પર તેલ મૂકેલું છે પૂરી તળવા માટે તો અડધી પૂરી તો તળી હતી પણ અડધી બાકી હતી તે દરમ્યાન ભાઈ આવી ગયો એટલે ભાઈ સાથે તે વાત કરવા જઈ રહ્યા અને ત્યારે કિચનમાં કોઈ ઘરે કોઈ માણસ બી નહીં હતાં ઘરનું કોઈ માણસ બી નહીં હતું એટલે કોઈને ખબર જ નહીં હતી એમ તો ત્યારબાદ મારી ફ્રેન્ડે તો જોયેલું જ નઇ કિચનમાં એને યાદ જ નહીં હતું તો તેલ આખું બેઠું સળગવા લાગ્યું તેલ સળગવા લાગ્યું એટલે એટલે પછી તો તો આખું આમ આખો ભડકો લઈ લીધો પછી કોઈ જોઈ કે આ મારી ફ્રેન્ડની મમ્મીએ જોઈ કાઢ્યું કે આ તો કિચનમાં તો આગ લાગી છે એમ તો પછી ત્યારે મારી ફ્રેન્ડને એની મમ્મીએ મારી ફ્રેન્ડને પૂછ્યું કે દીકરા તેં પૂરી કરવા માટે તેલ મૂકેલું છેને કે હા જાણે મેં તે તો જોને તેની સળગે એમ એટલે પછી બધાં એના ઘરનાં ભેગા થઈ ગયાં અને મારી ફ્રેન્ડે મારી ફ્રેન્ડ એનો ભાઈએ તેલ તેલને પાણી સાથે પાણીમાં નાખી દીધું તો એ લોકોને નહીં ખબર હતી કે તેલ અને પાણીનો સબંધ એકલો વેર હેજો તો તે લોકોએ તેલમાં પાણી નાખ્યું તો વધારે પડતો વધારે વધારે આગ આવ્યો વધારે આગ ચડી એમ વધારે આગ ચડી એટલે તેતો વધારે આગ લાગી ગઈ ત્યાં તો વધારે થઈ ગયું પછી છે ને તે દરમ્યાન તો આખા કિચનની હાલત ખરાબ હતી કે નસીબ કે તે ઘેરના કોઈ માણસને કંઇ પણ નુકસાન એવું નહીં થયેલું હતું પણ બહુ જોરદાર આગ લાગી હતી એના ઉપરથી આપણને એ શીખ મળી કે આપણે કોઈ પણ દિવસ તેલ ગરમ હોય અને સળગી ગએલું હોય તો તેને ડાયરેકટ પાણીમાં નહીં મૂકવાનું ઠંડુ થવા દેવાનું કાંતો ફાયરબ્રિગેડને બોલાવવાનું કાંતો કંઇ બી કરવાનું પણ એવું તે તે ગરમ તેલને પાણી જોડે નહીં નાખવાનું અને ને ને ગરમ તેલમાં એ લોકોએ પાણી નાખ્યું પાણી નાખ્યું એટલે બેઠું એમ જ્વાળામુખી જેવું થયું એમ અરે તેલને બધું તેલ આમ ઊછળી આવ્યું એમ ને પછી તો બહુ ખરાબ આખી કિચનની હાલત ખરાબ થઈ ગયેલી હતી આખું આગ લાગી ગયેલ હતું એમ એવી જ રીતથી પછી થોડીક વાર એને સાલ પછી પેલું પાણી તેલવાળું હેજો તે તો પછી એને પાણી નહીં નાંખ્યું પછી ખબર પડી કે એને બહુ ઉછાળા મારે પછી શાંતિ રાખી પછી એવો જ એક મારી ફ્રેન્ડના ઘરનો કિસ્સો એક બીજી ફ્રેન્ડનો કિસ્સો કહું તો મારી ફ્રેન્ડ છેને જે તો ત્યારે છે ને નવરાત્રીનું સિજન હતું નવરાત્રીનું સિજન હતું એટલે એ લોકોને ખબર નહીં હતી એમ અને એમ એની મોટી બેન છે જે એ લોકો ત્રણ બેન છે જે તો ત્રણ બેનમાંથી મોટી બેને કૂકરમાં ચોખા ચોખા મૂકેલાં હતાં એમ ચોખા બનાવવા માટે તો ચોખા તો ચોખા બનાવવા માટે બનાવેલું હતું ચોખા બનાવવા સારું કૂકર મૂકેલું હતું એમ એ બીજા બધાં ઘેરનાં ને ઘેરનાં બધાં નવરાત્રીમાં ડીજેને એવું ચાલતું હતું તો એ લોકો બધાં ત્યાં નાચવામાં અને મારી મારી ફ્રેન્ડની મોટી બેન છે જે એ એના એના એની એના લી બીજી બે બેનને તૈયાર કરવા હારું ગઈ હોય તૈયાર કરવા તૈયાર કરવા માટે નીકળી ગઈ એને યાદ જ નહીં રહેલું કે ગેસ પર એણે ચોખા બી મૂકેલાં છે ચડાવવા માટે તો આવી જ રીતથી ને સિટી પડતી નહીં હતી ત્યારે એટલે વાલ્વ ગયેલો હતો કૂકરનોને કૂકરમાં પ્રેસર વધ્યું પ્રેસર વધ્યું એટલે આખો કૂકરતો ફાટી ગયો ને કોઈને ખબર બી નહીં પડી કે નવરાત્રી ચાલતી હતી એટલે બધા ગરબામાં મશગુલ હતાં બધાને ખબર નહીં હતી કે આવું કાંઇ થયું એમ પછી જઈને એમ જોરમાં ફાટ્યું એટલે એની બાજુનો રૂમ એની બેનને તૈયાર કરતી હતી એટલે એને થોડો ખ્યાલ તો આવ્યો કે કંઇક તો થયું છે એમ કિચનમાં એમ તો જઈને જોયું તો તો ભગવાન આ કૂકર આખું ફાટી ગયેલું ને બધાં ચોખા એટલે ફાટી ગેલું મિન્સ આખું પેલું છૂટું પડ્યું એ કૂકરનું નીચેનું તળિયું આવેને તે બી પતલું થઈ ગેલું હતું એટલે બધાં ચોખા આખા દીવાલે ચીપકી ગયેલાં હતાં ને કૂકર ફાટેલું કે નઇ ત્યાં બેઠા પતરાં ઉપર પતરું બી ફાટી ગયેલું હતું એમ તો ત્યાર બાદ છેને કૂકરમાં કૂ કર કુકર તો ફાટી ગયું ને પછી આખું કિચનમાં બધા ચોખા વેરાઈ ગયેલાં હતા વેરાઈ ગયેલાં હતાં એટલે પછી તો હું જોયું તો મેં આખું એમ વેરાઈને આખું ચોખા બધા દીવાલ પર ચીપકી ગયેલાં હતાં પછી બધે પાણી લાગી ગયેલું હતું પછી બીજું તો કૂકર આખું ભાંગી ગેલું કૂકર તો ગયેલું જ હતું અને ગેસ બી ડેમેજ થઈ ગયેલો હતો એટલે એવું થએલું એમ અને પછી બીજું કે જે પછી એ એટલે એવી વસ્તુથી આપણને શીખ મળે કે આપણે કંઇ બી વસ્તુ કૂકરમાં મૂકીએ તો કૂકર મૂકીએ તો ચેક કરી લેવાનું કે કૂકરમાં સિટી પડતી છે કે નહીં પડતી છે એ સિટી પડે તો તોજ કૂકરમાં કંઇપણ વસ્તુ મૂકવાની આપણે ખ્યાલ રાખવો કે આપણે કંઇ બી મૂકેલું છે તો આપણે આમ સાચવીને રાખવાનું અને એમાં પાછી કાંઇ આવી આવું કોઈ અકસ્માત નહીં થાય અને આવો અકસ્માત થવો પણ નહીં જોઈએ એનાથી કેટલાં ઘણાં માણસોને નુકસાન થાય છે અસ્તુ